હિન્દી તે ભારતની રાષ્ટ્રીય ભાષા છે પણ ગુજરાતી તે ભારત દેશના ગુજરાત રાજ્યની માતૃભાષા છે હિન્દી અને ગુજરાતી બંને ખૂબ જ રસપ્રદ ભાષાઓ છે પણ હિન્દી એ એક પિતૃભાષા કહી શકીએ કારણ કે ગુજરાતી ખાલી માત્ર રાજ્યની માતૃભાષા કહેવાય છે જ્યારે હિન્દી એક પિતાની ભૂમિકા ભજવે છે પણ તે ગુજરાતી ભજન ગુજરાતી ભાષણ સરખામણીમાં થોડીક પાછળ પડતી દેખાએ છે પણ હિન્દી કાવ્યો અને તેના ઉલ્લેખો પણ ઘણા રસપ્રદ હોય છે તેથી હિન્દી ખૂબ જ પ્રખ્યાત છે અને તે ભારત સિવાય અન્ય દેસોમાં પણ વિખ્યાત થઈ છે